રોજિંદા જીવનમાં વપરાતી ગુજરાતી ભાષા સામાન્ય કહેવતો અને જેમ કે એક કાંકરે બે પક્ષી મારવા એનો અર્થ એવો થાય કે કોઇપણ એક કામની અંદર બે કામ થવા એનો એવો અર્થ થાય છે અને બીજી રીતે કહેવત જે ખાડો ખોદે તે પડે જેમાં જે ખરાબ કામ કરે તે જ તેમાં ફસાય છે તેનો અર્થ એવો થાય થાય છે તેવી ઘણી બધી કહેવતો છે જેમકે દૂરથી ડું ડુંગર રળિયામણા આવી ગુજરાતી ભાષાની ઘણી બધી કહેવતો અને રૂઢીપ્રયોગો આપણને જોવા મળતા હોય છે